ભારતીય અર્થતંત્ર ઓગણીસો એક્કાણુંમાં બહુ જ આગળ આવ્યું જુદા જુદા દેશોએ ભારતમાં રોકાણ કર્યું એ પછી ઔદ્યોગિક ક્ષેત્રે વધ્યું અને અર્થતંત્ર મજબૂત બન્યું દેશની પ્રથમ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ઓગણીસો છન્નુંમાં આવી જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ ઇન્વેસ્ટમેન્ટ એ ગ્રાહકોની રિટેલ શાખામાં ઓનલાઇન બેકિંગ સેવાઓ શરૂ થઈ ડિજિટલ ચુકવણી જેને ક્યારેક ઇલેક્ટ્રોનિક ચુકવણી પણ કહેવામાં આવે છે તે ચુકવણીનો ઉપયોગ કરીને એક ખાતામાંથી બીજા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે તથા એકદમ બેન્કિંગ સેવાઓ સરળ થઈ ગઈ છે ડિજિટલ પેમેન ડિજિટલ પેમેન્ટના વ્યવહારો જેમ કે ઓનલાઇન પેમેન્ટ પણ સરળ બન્યું છે બેંકોની કાર્યવાહી એકદમ સરળ થઈ ગઈ છે અને ડિજિટલ પેમેન્ટથી આજે કોઈપણ અજાણ નથી તેના ફાયદાઓ વિશે દરેક લોકો જાણે છે તેમને કેરી કરવું પણ આસાની છે કૅસ ખિસ્સામાં લઈને ફરવાથી જોખમ પણ વધ વધતું હતું એ જોખમ પણ ઓછું થયું છે રોજબરોજની નાણાકીય વ્યવહારોમાં ડિજિટલ પેમેન્ટ ઘણી સગવડો પૂરી પાડે છે